આપણા ભારત દેશમાં આમ જોઈએને તો ઘણીબધી કળાઓ રહેલી છે પણ ગુજરાત છેને એમાં સૌથી મોખરે છે એટલે કે ગુજરાતની અંદર હસ્તકલાઓ એટલી બધી થાય છે એટલી બધી છે સરસ મજાની કે પહેલાંના જમાનામાં સૌથી પહેલાં વાત કરુંને તો ગાંધીજી તો ગાંધીજી હતાને ત્યારે આપણે ખાદીથી મતલબ એ ખાદીનું રેશીઓ રેંટિઓ હતો એ રેંટિયાથી આખા દોરાને વણી અને એમાંથી કાપડ બનાવતા કે જે એ કલા છેને અત્યારે હજી છે પણ આમ જોઈએ તો લુપ્ત થઈ ગઈ છે પણ એમાંથી થોડીક થોડીક અત્યારે અપડેટ એટલે કે થોડુંક એમાં સારો એવો સુધારો કરીને જે કલા કરતાં હોયને તો એની અંદર આવે છે કચ્છની અંદર કે જે કચ્છી વર્ક છેને એ બધું બહુ જ સરસ હાથેથી જ એ લોકો સીવી સીવીને અથવા તો હાથેથી ભરી ભરીને અલગ અલગ પ્રકારના ટાંકા કહેવાય કે જેને આપળે અલગ સાદું કે સાદું ભરત છે પછી કાંચી ટાંકો છે પેલો ટાંકો છે આવી રીતના અલગ અલગ અલગ અલગ બધા ઘણાબધા ટાંકાઓ ભેગા કરી અને સરસ મજાના મોટા મોટા કાપડ ભેગા કરતાં અને એમાંથી અલગ અલગ જાતના તોરણ બનાવતા અલગ અલગ જાતના કપળા બનાવતા પછી ચાકળા આવતા આપણે ત્યાં તો કચ્છની લેડિસ જે કચ્છની સ્ત્રીઓ છે એ બધી આવા ચાકળા અલગ અલગ સરસ મજાના બનાવી બનાવી અને વેચતી પરંતુ હવે અત્યારે એ કલા થોડીક એમ કઈ કે લુપ્ત થતી જાય છે અને બહુ ઓછા ટકા એમ રહી ગયા હશે કે જે હવે ઓછા લોકો એવું બનાવે છે અથવા તો છે એ બધાય જે પહેલાંનું બધું પડેલું છે એનું ઉપયોગ કરીને એ વસ્તુ કરે હવે આ વસ્તુ બધી ધીમે ધીમે ધીમે ધીમે નીકળતી જાય છે અને એની અંદર જે કો મોતીનું આપણે સાંભળ્યું હશે કે જેકો મોતીની વસ્તુ ઘણીબધી બને કે જેકો મોતીના આપણે તોરણ બનાવેલા જોઈ છી પછી પેલા લાભ શુભના આવતા એ બનાવતા પછી ટોડલિયા સરસ મજાના બનાવતા પછી સરસ મજાના ઓલા કળશ છે કે એ આપણે પાટલા છે આવી તે ઘણીબધી વસ્તુ જેકો મોતીની બનતી અને મોટો મોટો રૂમાલ તો એટલા સરસ બનાવતા પણ હવે મને એવું લાગે છે કે આ બધી વસ્તુ બહુ ઓછી થઈ ગઈ છે ઓછી એટલે સાવ નહીંવત થઈ ગઈ છે પછી એ ઘરમાં ટીંગાળવામાં ટોડલિયા બનાવતા કે ઘરના ઉંબરામાં તા આમ ટીંગાળેને એવા ટોડલિયા સરસ મજાના બનાવતા પછી એની સાથે સાથે અત્યારે જામનગરની બાંધણી તો એ બાંધણીનું અત્યારે આ હાલમાં અત્યારે છે જ એને વોકેસનની અંદર કે ભાઈ બાંધણી બઉ જ સરસ છેને એને બનાવવા માટે એટલી બધી મહેનત જોઈ છી કે એમાં સ લેડિસ છે એ ઘરે બેઠી સ્ત્રીઓ છે એ ઘરે બેસી અને પોતે બધી વસ્તુ લઈ આવે છે અને એને બાંધણી બાંધે છે બાંધ્યા પછી એકદમ કાપડ આખી સાડી હોયને એ સાડીને એક નાનકડા રૂમાલ જેટલું થઈ જાયને ત્યાં સુધી બધું બાંધે અને પછી એને એક કલરમાં બોળે અને કલરમાં બોળી પછી કલર જ્યારે પાકી જાય એને જે સુકાઈ જાય ત્યારપછી એને બધા ખોલે છે અને ખોલ્યા પછી ડિઝાઇન જે કરી હતી એ આવે છેને એ જોવીને એક સૌથી મોટો લ્હાવો છે એવી રીતે લાકડામાં પણ નક્શી કામ આપણે જોઈએ છે તો લાકડામાં તો એટલું બધુ કામ સરસ મજાનું પહેલાં થતું હતું પણ અત્યારે તો મશીનરી એવી બધી આવી ગઈ છે અને એવા બધા બીબા આવી ગયા છે કે જાણે એમ એમ કહીએને કે બસ તમારે આજે બનાવું છે તો કાલે તમારી વસ્તુ રેડી અને પહેલાંના જમાનામાં હસ્તકલાની કોઈ પણ વસ્તુ બનાવવી હોયને તો આપણે ઓછામાં ઓછો એક મહિનો બે મહિના કે છ છ મહિના સુધી ઘણી વખત રાહ જોવી પડે અને અત્યારે હાલમાં જ આપણે અનિલ અંબાણીના છોકરાના લગન થયા તો એની અંદર પણ એને જે નીતા અંબાણીએ જે સાડી પહેરે છે એ જામનગરમાં સ્પેશિયલી બનાવવા આપેલી હતી અને એને જેટલા મહેમાનો આવેલા છે એ બધા મહેમાનોને એક દુપટ્ટો આપ્યો હતો અને એ દુપટ્ટો હતો બાંધણીનો અને એનો બધો ઓડર આપણે ગુજરાતમાં જ જામનગરમાં કારીગરોને આપવામાં આવ્યો હતો એટલે આવી રીતના હજી એવું નથી કે કલા હસ્તકલા બધી નાસીપાસ થઈ છે અથવા તો નથી રહી હજી છે તો ખરી જ અને એનું મહત્ત્વ શું છેને એ જે લોકો સમજી શકે છેને એ લોકો હજી હાલમાં પણ એનું કદર કરે છે અને એનો ઉપયોગ કરે જ છે અને એ પણ દિલથી કરે છે તો જે અનિલ અંબાણીના લગ્નમાં ઘણી બધી એવી વસ્તુ હતી કે જે સુરતથી મંગાવી હતી જામનગરથી મંગાવી હતી પછી ભાવનગરથી ઘણી બધી વસ્તુઓ બનીને ગઈ હતી તો એ શું કામ કારણ કે અહીં હસ્ત કલા અને જે કારીગરો છે એના જેવા કારીગરો હજી સુધી ક્યાંય આખા ભારતમાં તમે ગોતવા જશો તો પણ મળશે નહીં એટલે આપણા ગુજરાતની કળા અને હસ્તકલાની વાત જ કાંઈક અલગ જ છે